હલો એ હા ગુડ ઈવનિંગ સર મારે છેને એક નવું લેપટોપ લેવું છે મારું અરાઉન્ડ બજેટ છે સાંઠ હજાર જેવું તો આપણે કઈ રીતે જઈ શકશું એમાં બરાબર લાઈકલી ઈએમઆઈ હમ હ ફાઇનાન્સથી બી પોસિબલ છે અને કેવી રીતે છે ફાઈનાન્સમાં હહ બરાબર બરાબર હા હા ઓકે એવું છે અને બીજું કે કયું પેલું સજેસ્ટ કરો છો તમે ઓકે ઓકે ચાલો સારું ચાલો કાંઈ વાંધો નહીં થેન્ક યુ